મારા નાનપણની સૌથી વધુ ગમતી રમત અને મારા બાળપણની યાદો એ છે કે નાના હતા ત્યારે અમે રોજે જમવાનું સ્કૂલે જવાનું એ બધું તો રેગ્યુલર હોય પછી રમવા જવાનું નાના નાના બધા સાથે ગાર્ડનમાં ને ત્યાં રમવા જવાનું ડેલી પછી બધા સાથે હળીમળીને રમવાનું જમવાનું બધી બાળપણની યાદો તો ખાસ છે